મેં હમણાં થોડીકવાર પહેલાં આ સ્વીગી તમારી એપ પરથી પીઝા એટલે કે મારી મનગમતી ખાવાની વાનગીનો ઓડર આપેલો અને હજી સુધી મને એની વિષે ન તો એ ઓર્ડર પહોંચ્યો છે અને ના મને એ ઓર્ડર વિશે કશી જાણકારી મળી છે એટલે હું ઈચ્છું છું કે તમે કાં તો જલ્દી થી જલ્દી મને એ વાનગી વિષે ઓર્ડરના પહોંચવા વિશે જાણકારી આપો અને કાં તો તમે મને મારા એપની એપનાં વૉલેટમાં પાછું રિફંડ આપો અને અગર જો તમે મને ટૂંક સમયમાં રિફંડ કાં તો ઓર્ડર નહીં પહોંચે કાં તો મને જલ્દી રિફંડ નહીં મળે તો મારે તમારી ખિલાફ કાનૂની કાર્યવાહી કરવી પડશે એટલે જ જ્યાં સુધી થાય ત્યાં સુધી તમે મને જલ્દી મારા ખાવાનો ઓર્ડર આપી દો અને કાં તો મારા એપનાં વૉલેટમાં એનું રિફંડ મોકલી દો ધન્યવાદ